હા બોલો તમારું બજેટ કેટલું છે હા એમાં એચપીનું સારું આવશે ડેલનું સારું આવશે લીનોવોબી છે તમારે કઈ કંપનીનું જોઈએ છે એચપીનું સારું રહેશે હા એમાં ફીચર્સ અને બસો છપ્પન જીબી રેમ મળશે અને વન ટીબી સુધી તમે એક્સટેન્ડ કરી શકશો હા વૉરંટી ત્રણ વર્ષની છે હા ત્રણ વર્ષની વૉરંટી છે તમે કેશ પરબી પેમેન્ટ કરી શકશોને ઈએમઆઈ કરાવી હોય તો એ બી અવેલેબલ છે તમારું એક કેટલા મન્થ મન્થ સુધી ચલાવાની છે ઈએમઆઈ હા કેશ તમારે વીસ હજાર ભરવું પડશે બાકીનું તમારે થઈ જશે ઈએમઆઈ પર હા વર્ષની થઈ જશે અઢી હજાર પર મન્થ આવશે ઈએમઆઈ

વૉરંટી એમાં તો ત્રણ વર્ષની રહેશે અને કયબી બીજું કઈ એની પહેલા થશે તો તમને ફરી સર્વિસ મળી જશે રીપેરની એવી બધીને ડિલેવરી તમે ખાલી એડ્રેસ આપી દેજો તમારી ઘર પર આવી જશે પ્રોપર લોકેશન કઈ દોન અમદાવાદમાં ડિલેવરી થઈ જશે હા એક મહિનામાં થઈ જાશે ડિલેવરી સારું વસ્ત્રાલમાં થઈ જશે ડિલેવરી પણ તમે ડાઉન પેમેન્ટ ભરવા માટે આવું પડશે વીસ હજાર રૂપિયા હા ઓનલાઇન થઈ જશે એવું હોય તો તમે આ નંબર પર ઓનલાઇન કરી જ શકો ચાલશે